ગુજરાતમાં વિવિધ ધર્મો ગરીબી અને સામાજિક કલ્યાણના મુદ્દાને વિવિધ રીતે સંબોધિત કરે છે દાખલા તરીકે એમાં છે એક દાન દાન હિન્દુ ધર્મ મુસ્લિમ ધર્મ અને જૈન ધર્મ બધામાં કરવામાં આવે છે એમાં છે હિન્દુ ધર્મમાં મંદિરોએ દાન અને અન્નદાન માટે વિવિધ કાર્યક્રમો ચલાવ્યા છે વિશિષ્ટ તહેવારો અને ઉત્સવો દરમિયાન મંદિરો ગરીબોને ભોજન કપડાં અને મીઠાઈ ને એવું બધું આપે છે મુસ્લિમ ધર્મ જકાત અને ખેરાત સામાન્ય રીતે ગરીબોને આર્થિક સહાય પૂરી પાડે છે નવ મુસ્લિમ માટે ગુરૂમુરીને અનુરૂપ સત્ર અને આરોગ્ય સેવાઓ પણ ઉપલબ્ધ છે જૈન ધર્મમાં જૈન સમુદાયમાં સામાન્ય રીતે શાકાહાર અને આર્થિક સહાય પૂરી પાડવામાં સક્રિય છે તેમને શૈક્ષણિક અને આરોગ્ય સેવાઓમાં પણ યોગદાન આપતા હોય છે પછી છે બીજો મુદ્દો છે સમાજ સેવા અને આરોગ્ય સેવા જૈન મંડળોમાં જૈન મંડળો તેમના સમાજમાં આરોગ્ય અને શિક્ષણ સેવાઓ પૂરી પાડે છે જેમકે હોસ્પિટલ્સ સ્કૂલો અને નર્શિંગ હોમ શીખ ધર્મમાં શીખ ધર્મની ગુરુદ્વારાઓમાં ભોજન સેવા પ્રદાન થાય છે જે દરેક આકસ્મિક વ્યક્તિને મફત ભોજન આપે છે પછી ત્રીજું છે સામાજિક વિકાન વિકાસ અને સશક્તિકરણ હિન્દુ ધર્મમાં વિવિધ એનજીઓ અને ટ્રસ્ટો મહિલાઓના સશક્તિકરણ માટે કાર્યરત છે તેઓ મહિલાઓને શિક્ષણ વ્યવસાય અને તાલીમ આપે છે બુદ્ધ ધર્મમાં બુદ્ધ વિશ્વ સ્વામી સંસ્થાઓ ગરીબો માટે આરોગ્ય અને શિક્ષણ પ્રોગ્રામ ચલાવે છે તાત્કાલિક સહાય અને યુદ્ધ સહાય મુસ્લિમ અને હિન્દુ સમુદાયમાં વિપત્તિઓની ઘટના કે કુદરતી આફતો વખતે વિવિધ સંસ્થાઓ અને મસ્જિદો તેમજ મંદિર તાત્કાલિક સહાય પૂરી પાડે છે જેમકે ખોરાક અને સ્વાસ્થ્ય સેવાઓ આ રીતે દરેક ધર્મના અનેક અનુયાયીઓ અને સંસ્થાઓ સ્થાનિક સમુદાયને સપોર્ટ કરવામાં પ્રયાસ કરે છે વિવિધ રીતે ગરીબોના નિવારણ અને સામાજિક કલ્યાણના મૂલ્યોને જાળવતા છે